હા બોલો એવું ક્યાંક પહોંચશે ને આજ મુંબઈને મોટા મોટા શહેરોમાંથી આવી ને તો ટાઈમ લાગે છે થોડો એટલે પહોંચતા વાર લાગે છે એમ અમુક હવે વધારે ટાઈમ જો અમે આગલા દિવસ આવી જાય તો બીજા દિવસે પહોંચાડી દઈએ છે એમ હા તો તમારે પછી આગળ મોટા સરને કૅમ્પલેન કરવી પડે અહિયાં તમે પોસ્ટ આવી જાય એટલે બીજા દિવસે પાર્સલ કરી દઈએ છે પણ ત્યાંથી જ ઉપરથી લેટ આવતા હોય છે તો અમે શું કરવાના હતા હં તકલીફ વધારે થશે તો મોટા સરને આગળ કૅમ્પલેન કરવી પડે અમારાથી એવું કઈ ના થાય અમે મારે પોસ્ટઓફિસ સુધી જ હમ્મ આગળ કઈ મોટા સરને અરજી કરવી પડે પછી જ કઈ સોલ્યુસન આવે હા સરનો કોલ નંબર આપી શકીએ

હા અમારી પાસે હોય તો અમે મોકલાવી દઈએ પણ ઉપરથી જ ટાઈમે નહીં આવતા પછી અમે હું કરવાના હતા આવી જાય તો અમે બીજા જ દિવસે મોકલાવી દઈએ એમ પોસ્ટો હમ્મ દૂર દૂરથી આવે એટલે પછી ટાઈમ લાગે હા સરને કૅમ્પલેન કરવી પડે આગળ